હું ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરું તો મને તો સુરતનો ખાસ અનુભવ છે કારણ કે હું બીજે કશે ખાસ ફર્યો હર્યો નથી હું સુરત જ સેટલ થયો છું સુરતમાં અહીંયાં આગળ બધું સેલ્ફ મેડ બિઝનેસ સ્થપાયેલો છે ગવર્મેન્ટ ઇનીસીટી શરૂઆતમાં બહુ ઓછું રહ્યું છે આજે સુરત શહેરની અંદર જે થોડા ઘણા પાવર લુમ્સ અને બીજા ઝરીના કારખાનાઓના હતા એ સેલ્ફ મેડ હતા પછી ધીરે ધીરે વિસ્તરીને સુરતની બહાર પણ ગયા સુરતની બહાર અહીં આગળ ગણો તો ઉધણામાં છે ઉધણાથી વિસ્તરીને ગયું એ પાંડેસરા સચિન બધા સેલ્ફ મેડ જ હતા એમાં ગવર્નમેન્ટનું યોગદાન મારા હિસાબે ઘણું ઓછું રહ્યું પરંતુ એ દરમિયાન જે મોટી મોટી કંપનીઓ સ્થાપના થઈ એમાં જરૂર ગવર્નમેન્ટે હેલ્પ કરી જેવી રીતે કે આ જે હજીરા ઉદ્યોગો જે ચાલે છે જબરજસ્ત ચાલે છે એ હજીરાના ઉધોગોમાં આજે ચોક્કસ ગવર્નમેન્ટનું યોગદાન રહ્યું છે અને કેટલી બધી મોટી મોટી કંપનીઓ મોટા મોટા નામની પાછળ ચાલે છે અત્યારે હમણાં નામ તો ખાસ યાદ નથી પણ હજીરાના ઉધોગ ક્ષેત્રો જો તમે ડિટેલમાં સ્ટડી કરોને તો આજે એનું નામ લેવું પડે ગુજરાતમાં આખા ઇન્ડિયામાં પણ એ વિસ્તરી રહ્યું છે એટલે આ હિસાબે ગવર્નમેન્ટે સુરતમાં અને સુરતની આસપાસના વિસ્તારોમાં યોગદાન આપ્યું છે પણ એટલું બધું નોંધપાત્ર નથી મારા અનુભવ પ્રમાણે આઈ મે બી લેકિંગ હું થોડી ઘણી ઇન્ફોર્મેશન લેક કરતો હોઉં પણ આ એકંદરે મારો અનુભવ આવો છે